મને ઓનલાઇન શોપિંગ કરવી બી એટલી જ ગમે છે અને બજારમાં જઈને પણ એટલી જ કરવી ગમે છે પરંતુ કોઈપણ વસ્તુ વસ્તુ હોય એનાં બે પાસા હોય છે ખરાબ પાસા બી હોય અને આપણે જોઈએ છે તો એમ એના સારા પાસા પણ હોય છે એવી જ રીતના એટલે કે જે હું જો ઓનલાઇન શોપિંગ કરું તો એના પણ બે પાસા હોવાના છે કે ખરાબ પાસા પણ હોય શકે અને સાથે સાથે એના સારા પાસા પણ હોય શકે એટલે મે ઘણીવાર એવું અનુભવ્યું છે કે મેં ઓનલાઇન શોપિંગ કરેલી છે અને તેમાંથી મને જે વસ્તુ મેં મગાવી છે તે સારી નીકળી છે અને એ તેનું સારું પાસું છે કે બરાબર છે વસ્તુ જેવી આપણે જોઈતી હતી એવી જ મળી છે પણ ઘણીવાર ઘણા કિસ્સામાં એવું પણ બને છે કે આપણે જેવી વસ્તુ જોઈતી હોય છે એવી નથી મળતી એટલે કે કાંઈક અલગ જ આવે છે તો એનું ખરાબ પાસું થયું અને આ છે એ જે ગ્રાહકો છે તેને અસંતોષ થાય છે એના માટે પણ જે તે કંપની છે જે તે પ્લેટફોર્મ છે તેમણે કોઈપણ એવા પગલાં ઉઠાવવાં જોઈએ કે જેથી કરીને આ બીજી વાર આવું ન થાય પણ જ્યારે આપણે બજારમાં લેવા જઇએ છે ત્યારે આપણે આપણી નજરથી જોઈએ છીએ એને આપણે આપણા હાથથી એને સ્પર્શ કરીને ઘણીવાર તપાસીને પછી લઈએ છીએ એટલે જેટલો ટાઈમ આપણે મીન્સ આપણે થોડીક વાર એવું જોઈશું એટલે આપણું પણ અનુભવ હોય એ પ્રમાણે કે આ વસ્તુ ખરાબ છે સારી છે એ પ્રમાણે આપણી વસ્તુની ખરીદી કરીશું જો વસ્તુ આપણને માફક આવે છે તો આપણે એ કરીશું અને જો એ વસ્તુ આપણને નથી ગમતી તો એ આપણે નહીં લઈએ આપણે જ્યારે લઈએ છીએ ત્યારે જ આપણને ખબર છે કે આ વસ્તુ આપણે લેવી કે નહીં લેવી અને ઓનલાઇન શોપિંગ કરવામાં એ એક આપણે નુકસાન રહે છે કે આપણે એ વસ્તુની ખબર નથી આપણે એને સ્પર્શ નથી કરી શકતાં આપણે માત્ર તેને જોઈ જ શકીએ છે એટલે જ્યારે પણ આમ મને એવું લાગે છે કે આપણે બજારમાંથી થોડી ખરીદી કરવી જોઈએ અને ઓનલાઇન શોપિંગ પણ કરવી જોઈએ એટલે બંનેના આપણને જે છે તે અનુભવ થાય છે પણ આપણે જ્યારે કોઈપણ એક વસ્તુની કહો છો કે કઈ કદાચ એવું પૂછવામાં આવે કે તમને બે માંથી કઈ વસ્તુ ગમે છે તો હું બજારમાં જઈને શોપિંગ કરવામાં માનીશ કારણ કે આપણને સ્પર્શ અને જોવાથી બંનેથી આપણને ફાયદો મળે છે અને અત્યાર હાલમાં આપણે જોઈએ તો શાકભાજીના અને કોઈપણ જગ્યાએ ઘણા બધા ભાવમાં વધારો હોય છે જ્યારે શાકભાજી આપણે લેવા જઈએ છે ત્યારે શાકભાજી મોંઘું આવે છે અને જ્યારે ખેડૂત છે જે એ જ શાકભાજીને ઉછેરે છે એટલું માવજત કરીને એને પકવે છે અને એને જ્યારે વેચવાનો ટાઈમ આવે છે ત્યારે એને ભાવ નથી મળતો ત્યારે એનો ભાવ ખૂબ ઓછો હોય છે સાથે સાથે જ્યારે ખરીદી કરવા જઈએ ત્યારે એનો ભાવ વધી જાય છે તો આપણે એ ન કરવું જોઈએ જ્યારે માપે મતલબ બે બાજુ જે છે થોડુંક બેલેન્સ રહે એ પ્રમાણે કરવું જોઈએ બાકી મોંઘવારી પ્રમાણે ભાવ વધવાના જ છે એ બધી વસ્તુ પણ બરાબર જ ચાલે છે